ગુજરાતમાં મુખ્ય ધાર્મિક પરંપરાઓ કે ધાર્મિક વિધિઓમાં જોવા જઈએ તો જાન્યુઆરીથી શરૂઆત કરી અને સૌથી પહેલાં હોળી અને ધુળેટી આવે એના પછી ગણેશ ચતુર્થી આવે એના પછી નવરાત્રી આવે જેમાં માતાજીની પૂજા અર્ચના થાય એના પછી દિવાળી આવે અને એના સિવાય પણ ઘણીબધી જે ધાર્મિક વિધિઓ અને રજાઓ જે હોય છે તે રામનવમી છે મહાશિવરાત્રી છે બીજી ઘણીબધી જેમ કે ગણપતિનું જે તહેવાર એ પાંચથી સાત દિવસ સુધી ચાલતો હોય છે નવરાત્રીમાં નવ દિવસના ધાર્મિક તહેવારો હોય છે